નેગેટિવ એક્સપિરિયન્સની વાત કરું ખરાબ અનુભવની વાત કરું તો એક કુર્તી મેં મંગાવી હતી ઓનલાઈન મતલબ હું મતલબ એમ ને એમ જ મારા ફોનમાં સ્ક્રોલિંગ કરી રહ્યો હતો અને અચાનક એક કુર્તી મતલબ મને મારા ઇંસ્ટા પર દેખાઈ સો મેં પછી એ અંદર મતલબ દેખવા ગયો તો ખબર પડી આ તો સસ્તી પણ છે અને ફોટો ઓફકોર્સ કોઈ બીજાનો હતો ફોટો જે હતો એમાં જે કુર્તી હતી એ બહુ સારી હતી એટલે મેં પછી મંગાવી કાઢી અને મેં એટલા માટે મંગાવી હતી બીકોઝ એમાં ઓપ્શન હતો કે તમારે આ કુર્તી તમારે પાછી આપવી હોય તો તમે પાછું આપી શકો છો સો પછી મેં મંગાવી કાઢી પછી બે દિવસ રહીને જ્યારે કુર્તી આવી ત્યારે ખબર પડી કે ફોટામાં જે હતી એ અલગ હતી અને આ એક્ચ્યુઅલમાં જે છે એ એકદમ અલગ છે અને મતલબ મટિરિયલ બી ઠીક હતું પૈસા પ્રમાણે હું કહીશ કે ઠીક હતું પણ એક્ચુ અટલીસ્ટ જે ફોટામાં હોય એ તો મોકલે આ ફોટા કરતાં એકદમ અલગ હતું તો પછી મેં જ્યારે પાછું મતલબ મોકલવા માટે એ જે હતો નંબર વેબસાઇટ ઉપર એ મો એ વેબસાઈટ ઉપર મેં ફોન કર્યો તો કોઈ ફોન ઉપાડતું નહોતું મેં ઘણી વાર ટ્રાય કર્યા બટ કોઈએ ફોન ઉપાડ્યા નહોતા તો મારી પાસે કોઈ બીજો વિકલ્પ હતો નહીં એ કુર્તી રાખવા સિવાય સો એ રીતે મતલબ મને લાગ્યું કે આ લોકો એ રીતે બધાને લૂંટી રહ્યા છે કે ફોટો કોઈ બીજો મૂકવાનો અને પછી કઈક વસ્તુ બીજી મોકલવાની આ બહુ ખરાબ વસ્તુ કહેવાય મારા હિસાબે મતલબ બહુ ખરાબ અનુભવ હતો મારા માટે આ